હા રસોડાનું સાધનમાં હું એવું માનું છું કે ગૅસ ગૅસ એ સૌથી મોટી રાંધવા માટેની જરૂરિયાતવાળી વસ્તુ છે જો ગેસ ન હોય ચૂલો ન હોય સગડી ન હોય તો તમે કોઈ પણ ખોરાક રાંધી શકો નહીં અગ્નિ હોવી ખૂબ જરૂરી છે પહેલાંના સમયમાં આપણે જોઇએ છીએ કે પહેલાંના આદિમાન સમયમાં આદિમાનવો છે એ અગ્નિ દ્વારા અથવા તો બે પથ્થરો ઘસી અને અગ્નિ સળગાવી અને કોઈ પણ વસ્તુ ગરમ કરતા હતા અથવા એ ગરમ કર એ અગ્નિ સળગાવીને એનાં ઉપર કોઈ વાસણ મૂકી અને જમવાનું બનાવતા હતા જમવાની અંદર ઘણી બધી આઇ વસ્તુઓ છે જે જેનો સમાવેશ થઇ જાય છે જેમ કે દૂધ ગરમ કરવું ચા બનાવવી ખોરાક રાંધવો તો એ ગરમ વસ્તુ કરવાથી જે ખોરાક બને છે તો અત્યારના સમયમાં તમે જુઓ છો કે ઇલૅક્ટ્રિક વસ્તુઓ આવી ગઇ છે તો ઇલૅક્ટ્રિક વસ્તુ ન હોય અગ્નિ ન હોય ગૅસ ન હોય બરાબર ચૂલો ન હોય સગડી ન હોય તો એના દ્વારા થઇને તમે કોઈ પણ જમવાની જે વસ્તુ છે એ બનાવી શકતા નથી તો હું એવું માનું છું કે રાંધવા માટે થઇને ગૅસ એ બહુ ઈમ્પોર્ટેન્ટ વસ્તુ છે કે જેના દ્વારા તમે જમવાનું બનાવી શકો છો જેના દ્વારા તમે દૂધ ગરમ કરી શકો છો પાણી ગરમ કરી શકો છો કોઈ પણ ખોરાક છે સવાર સાંજ બે ટાઇમ તમે એને ગરમ ગરમ બનાવી અને ખાઈ શકો છો એ ખોરાક દ્વારા તમારું જીવન એકદમ સ્વસ્થ રહે છે અને રાંધવા માટે ખૂબ જરૂરી છે જો ગૅસ ના હોય તો તમે કોઈ પણ વસ્તુ ગરમ નથી કરી શકતા દૂધ ફાટી જાય છે તમે જમવાનું શેના ઉપર બનાવો ફ્રુટ ફ્રૂટ તમે ખાઈ શકો છો તમે શાકભાજી અમુક એવા છે જે તમે કાચા ખાઈ શકો છો પણ એને પકાવવા માટે થઈને પણ એક અગ્નિનું હોવું જરૂરી છે આજે આપણે ઘઉં જોઈએ છે તો ઘઉંને આપણે લોટ બનાવીએ છીએ લોટ બનાવ્યા પછી આપણે એને રોટલી ભાખરી અને એને એક રોટલા બનાવીએ છીએ તો એ બને છે એ શેના ઉપર બને છે તો એ ગૅસ ઉપર બને છે એટલે એ ગૅસ ઉપર બનાવવું એના દ્વારા આપણા શરીરમાં જવું તો એના માટે થઇને અગ્નિનું અથવા ગૅસનું હોવું ખૂબ જ જરૂરી છે